ભૂમિ ટ્રાવેલ્સ એજન્સીથી વાત કરો છો મેમ અમારે માઉન્ટ આબુના પેકેજ વિષે જાણકારી જોઈતી તી

અમારે જાન્યુઆરીના દસ તારીખે જવાનું છે

ઠીક છે ઠીક છે અચ્છા અને અમે દસ જણા છીએ મેડમ તો દસ જણાનું કઈ રીતના આપળે કરી સકાએ એનથી કરતો બસમાં કરતો

ઓકે અમે તમારા સ્થળે આવી જઇસુ અમારી જે ઓફિસ છે અઈયાં ઓફિસથી સર જામને

અને જે પેકેજ છે તમારું એમા રેવાનું ને ખાવાનું બધુ ઇંકલુંડ એટલે એમા આવી જસે કે અલગથી કરવું પડસે

તો મેડમ તમે જે બનનો પેકેટ કીધો મને જે ખાવાનું પીવાનું સાથે એના વિના એ બંને મને આ નંબરમાં વૉટ્સઅપમાં મોકલી આપસો એ રીતનો જોઈને અમે તમને કોલ કરીએ જી આજ નંબર છે જી જી મેડમ પછી જોઈને અમે તમે તમે કોલ કરું પછી ઠીક છે જી જી ધન્યવાદ